અમારા ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે તેમનું જીવન ગુજારવાનું સાધન મોટાભાગે ખેતી અને પશુપાલન હોય છે અમારા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે જેમ કે ઘઉં બાજરી મકાઇ મગફળી એરંડા બટાકા વરિયાળી તલ વગેરે જેવા અનાજ અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે વિવિધ પાક જુદી જુદી ઋતુમાં ઉગાડવામાં આવે છે જેમ કે ઘઉંની ખેતી માટે શિયાળાની ઋતુ વધુ અનુકૂળ રહે છે ઘઉનું સૌથી સારું ઉત્પાદન સૌરાષ્ટ્રના ભાલ વિસ્તારમાં થાય છે અને સૌરાષ્ટ્રના ભાલિયા ઘઉં પણ ખૂબ જ પ્રખ્યાત છે તેમજ મગફળીનાં ઉત્પાદન માટે ચોમાસું પૂરું થયાની ઋતુ વધુ સારી રહે છે કેટલાક વિસ્તારમાં ઉનાળું મગફળીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે તો વળી કેટલાક ખેડૂતો એરંડા અને મગફળીનું એકસાથે ઉત્પાદન કરે છે તો કેટલાક વરિયાળી અને મગફળીનું એકસાથે ઉત્પાદન કરે છે તે ઉપરાંત ખેડૂતો શાકભાજીની પણ ખેતી કરે છે પણ તેની અનુકૂળ ઋતુમાં તો કેટલાક ખેડૂતો ફૂલોની પણ ખેતી કરતા હોય છે